હા બોલો અચ્છા બોલોને શું થયું

અચ્છા ઓકે પછી આ તો ખોટું આવું તો ક્યાંય છે જ નહીં આપણા સંવિધાનમાં હવે એક કામ કરો તમે સાંજે મારી ઓફિસ પર આવો આપણે વાત કરીએ અને આગળની કાર્યવાહી માટેનું આપણે પગલું ઉઠાવીએ કઈ ચિંતા ના કરો બધું થઈ જશે આપણે તમારી ગાડી બી છોડાવી દઈશું આજે જ છૂટી જશે અને સાંજે તમે ફ્રી પડો એટલે આપણી ઓફિસે આવીને મળો હા વાંધો નહીં તમે આવજો ને મને કોલ કરજો ક્યાં તો બહાર કહેજો ને કે ત્રિવેદી સાહેબને મળવું છે આવવા દે હા ચલો ઠીક છે ચલો ઓકે